મારા માટે રાષ્ટ્રીય ભાષા હિન્દીની સરખામણીમાં ગુજરાતી ભાષા ખૂબ સરળ છે હિન્દીમાં અમૂક શબ્દો એવા હોય છે જે આપણને સમજ પડતા નથી પણ જો જે લોકોને ગુજરાતી ફાવતી હોય છે તે લોકો જલ્દી શીખી જાય છે ગુજરાતીમાં વર્ડસ એટલા બધા ભારે નથી હોતા કે જેની જાણ બીજા કોઈને ના થાય તેમને તરત ખબર પડી જાય છે કે આ આ સમજાઈ રહ્યું છે તો હિન્દી કરતા ગુજરાતી મને વધુ વ્યવસ્થિત લાગે છે અને હું ગુજરાતી જ છું